હેલો હું પટેલ આશાબેન વાત કરું છું તમે મયુરભાઈ વાત કરો છો આનંદ હોટલમાંથી હા મયુરભાઈ મેં વીસ મિનીટ પહેલાં ગુજરાતી થાળીનો ઓડર આપ્યો હતો અ હા પચાસ થાળીનો તો મારે છે ને હવે એમાંથી જે મેં છોલે ભટૂરેની સબ્જી અને પનીરની સબ્જી બંને સબ્જી મેં રખાવી હતી પર હવે મારે છોલે ભટૂરેની સબ્જી છે ને રદ કરાવવી છે હા તો તમે એક કામ કરો અ તમે માત્ર પનીરની સબ્જી દાળ ભાત શાક રોટલી અને પાપડ બસ આટલાનું જ ફિક્સ કરી દો પચાસ થાળીનું હા તે ઓ તે રદ કરવાનો છે

હા વાંધો નહીં પણ મારે હવે નથી જરુર એટલે ના ઓ ખાલી છોલે ભટૂરેની સબ્જી પાપડ તો રાખવાના જ છે છાશ બી રાખવાની છે છાશ પચાસ નહીં છાશ ચાળીસ જ કરી દો ચાલીસ ગ્લાસ હા ધન્યવાદ તમારો